હેલો હા જી હા જી આપ બરાબર છો બોલો હા એ જોઈ લઉં હો આપને પછી જણાવું ચાલુ રાખજો ફોન આપનો એક ચેન્નઈ એક્સપ્રેસ છે સવારે આઠ વાગ્યે પછી બીજી હા બરાબર એક હા કેટલા જણ છો બરાબર બરાબર હંમ હમ હમ બરાબર છે હમ હમ હમ હા હું આપને બતાવું બરાબર બે મિનિટ ચાલુ રાખો બરાબર ચેન્નઈનું ભાડું ચારસો રૂપિયા છે હમ અને આપને સુવિધા જમવાની મળશે અંદર બરાબર અને એસીમાં છે એટલે ઓઢવાનું ધાબળો ને ઓશીકું મળશે બરાબર છે અને હમ હવે એ તો વડોદરા છે સુરત છે બરાબર છે બોમ્બે છે એ પ્રમાણે તમે મોટા મોટા હા મુંબઈ પુના એ પ્રમાણેના છે હા ઓકે ઓકે હમ હા આપો આપનું આધાર કાર્ડ નંબર આપો હમ હમ હમ હમ હમ હમ હમ ઓકે ને આપનું નામ ઓકે ઓકે ઓકે હ હા કરી શકો આપ ઓફલાઈન ઓનલાઈન કરી શકશો હો ઓકે હમ હા અને મેસેજ પણ આવી જશે મેસેજ પણ આવી જશે કન્ફર્મનો બરાબર છે ઓકે ઓકે